હા તમે હોમ એપ્લાયન્સીસમાં ને બધું રાખો છો ને તમારે ત્યાં આગળ તો મારે હા મારે ઘર વપરાશ માટે એક સારામાંની ઇસ્ત્રી જોઈએ છે બરાબર આ ઇલેક્ટ્રિક આયર્ન જેને કહીએ ને આપણે એ જોઈએ છે બરાબર તો તમારી પાસે કઈ રીતની ટાઈપની કઈ બ્રાન્ડની

હા બરાબર હં બરાબર હં

હા હા મારે એ જરૂર છે વોટર સ્પ્રિંકલ સાથે આવવું જોઈએ બરાબર બરાબર છે ઓકે ઓકે ઓકે અને કિંમત કેટલી આશરે તમારે

હં હં બરાબર છે સારું તો એ બધી બ્રાન્ડ જોવા મળશે ખરી ને તમારે ત્યાં આગળ હા તો રૂબરૂ મુલાકાત લઈએ અમે બરાબર હં